બાર બે બે હજાર બે તેર આઠ ઓગણીસો છન્નુ ત્રણ ત્રણ ઓગણીસો ચોરાણું અઠ્ઠાવી પાંચ બે હજાર છ બાર નવ ઓગણીસો આઠ